હલો હાં સિક્યોરિટી હાં આપણે હમણાં બાજુની હોટેલમાં પેલું થયું એ સાંભળ્યું ને બહુ ચોરી થાય છે હં તો આપણે થોડી આપણી સિક્યોરિટી થોડીક કડક કરવી પડશે એના માટે એના માટે મેં તમને ફોન કર્યો છે હં તો કેમેરા ને એવું બધું તો આપણે ચાલુ જ છે ને હા એ હા હા હા તો એ કેમેરો હું હમણાં ચાલુ કરાવી દઉં છું મેં એના માટેની વાત કરી લીધેલી છે એટલે એ રિપેર કરવા માટે માણસ આવવાનો છે એ થઈ જશે એક બે દિવસમાં પણ આપણે હવે જતા આવતા લોકો ની થોડીક તપાસ કરતા રહેજો

હં બરાબર છે એ બધું કામ કરે છે કે નહીં એ બધું એક વખત જોઈ લેજો હા ભલે ભલે અને બીજું એમ કીધું કે પૂછતી હતી કે થોડુંક હવે લોબીમાં ને બધી જગ્યાએ એક એક વાર એક એક કલાકમાં એક એક વાર આંટો મારતા રહેજો હા અને બીજા ભઈ પણ છે એમને પણ આ બધી વાત જણાવી દેજો

હા તો બસ હવે આપણે થોડું સિક્યોરિટી હમણાં થોડી કડક રાખવી પડશે કેમકે આપણા કસ્ટમર એ આપણા ભગવાન છે એવું રાખીને આપણે કામ કરવાનું છે બસ બસ હ કોઈ અજાણ્યા વ્યક્તિ વ્યક્તિ લાગે કે વારે ઘણીએ આંટો મારે છે તો એની તપાસ કરાઈ લેવાની જરાક એની પર ધ્યાન રાખતા રેહજો હે ને હા હા હારું હા